હું ફિલ્મોની વાત કરું તો ઓર સંગીત મને બહુ ગમે છે અને ફિલ્મોની વાત કરું તો હું જેવી કે જેમાં ઇતિહાસ છૂપાએલો હોય કંઈક નવું જાણવા મળતું હોય કંઈક નવું શીખવા મળતું હોય એવી ફિલ્મો હું વધારે જોવું છું અને ખાસ કરીને મને હોરર મૂવીઝ વધારે ગમે છે અને ગીતની વાત કરું તો મને જેમ કે લાઈક ભજન મને ભજનો બહુ જ ગમે છે બને ત્યાં સુધી હું ફિલ્મી ગીતો વ ઓછું સાંભળું છું અને ભજનો વધારે સાંભળું છું અને ફિલ્મી શ્રેણીઓમાં મને એવા વધારે ફિલ્મ જોવી વધારે ગમે છે કે જેમાં મને કંઈક શીખવા મળતું હોય અને ફિલ્મ સારી હોય એટલે હું ફિલ્મ જોઉં છું